મેં એક જીન્સનું પેન્ટ ખરીદ્યું છે જે બહુ સારું હતું એની ક્વોલિટી સ્ટાર્ટિંગમાં સારી હતી એને અમે યુઝ કર્યો હતો પહેરવામાં કમ્ફર્ટેબલ હતું અને એની પ્રાઈઝ પ્રમાણે એની લૂક પણ સારો હતો જીન્સના પેન્ટની અંદર એની પોઝિટિવ બાબત પછી નેગેટીવ બાબતમા એવું થયું કે જોઇ જીન્સ રહ્યું ને એમાં જયારે ધોવામાં આવ્યું ને ત્યારે એમાંથી રેસા નીકળવા લાગ્યા બ્રશ વાગે નહીં એની ચીન જે હતી ચેઇન એ પણ આમ લુઝ કડક થઇ ગયેલી હતી એ પછી જીન્સમાં જે જે સ્ટ્રેચેબલ ટાઈપનું આવે ને એ થતું નહોતું મને પહેરવામાં બહુ કમ્ફ્ટેબલ નહોતું રહેતું મજા ના આવી પછી અને એના કારણે જીન્સનું જે પેન્ટ રહ્યું ને એમાં મારે ઉપયોગ કરવો હતો પણ હું કરી ના શક્યો કારણ કે એ પેન્ટ થોડું ચડી જતું હતું બરાબર એટલે જીન્સનું પેન્ટ જે છે ને એ એ મારા માટે આમ એમ થાય કે હવે ના લીધું હોત તો સારું હતું એટલે જીન્સનું પેન્ટ જે રહ્યું એમાંથી રેસા નીકળવા લાગ્યા અને બધી રીતે આમ મને મજા ના આવી જીન્સનાં પેન્ટમાં અને જીન્સનું પેન્ટ છે ને એ અત્યારે ચડી ગયું છે થોડું એટલે એમ થોડું પહેરવામાં પણ મને નથી ફાવતું અત્યારે હાલમાં